હા નિમેશ ફોટોગ્રાફર હા એટલે હું ધ્રુવીલ સોલંકી બોલું છું એટલે અમારે શું પેલું મેરેજ હતું ને અમારા ઘેર મેરેજ છ અમારા ઘેર તો ત્યા ફોટોશૂટનું એ બધું કરવાનું છે એટલે પ્રીવેડિંગ છે હલ્દી છે મેહન્દી રસમ છે અને સંગીતને એવુ બધું છે તો આપણે આમ કેમનું થાય ફોટોશૂટમા હુ ગુજ હં તમે ક્યાં રહો છો અચ્છા તો મુ ગુજરાતમાં રહું છું આપણે ઓલ ઓવર ઈન્ડિયામા થાય ને ગુજરાતમાં આવી શકો ને તમે એવું છે ને તો અમે ગુજરાતમા પ્રીવેડિંગ છે અમારે વેડિંગ છે પણ પેલા પ્રીવેડિંગ ને ફોટોશૂટ કરવાનું છે અલગ અલગ લોકેશને એટલે તમે કેટલું ચાર્જ છે તમારો જો એક તો અમારે પ્રીવેડિંગનું કરવાનું છે પછી વેડિંગનું એની અંદર હલ્દી પછી સંગીત પછી એની અંદર પેલું હલ્દી પેલું મેંદી અને પછી પેલી વેડિંગનું એટલે કેટલું ચાર્જ થાય એની અંદર અચ્છા હા હા તો તમારે કેટલા જણની ટીમ હોય અચ્છા હા હા અથ એક વીક તો ચાલશે જ અમારે

હા ડ્રોન ડ્રોન છ ડ્રોન છ તમારામાં કેટલા ડ્રોન છે તમારી જોડે અચ્છા હા હા હા હા હા હા વાંધો નહી એટલે ટોટલ કેટલું ચાર્જસ લાગે એની અંદર અચ્છા હા એ તો હ હા એતોહ વાંધો નહી એમ તો અમારે ઘર બહુ મોટું છે ને અમારે બે ત્રણ ઘરો છે અમારા જ છે એટલે ત્યા આપણે રહેવાની સુવિધા ખાવા પીવાની એ બધી સુવિધા તો સ રહેવાની ય એ બધી પ્રોબ્લેમ ને એ તમારે કઈ કંપનીનો કેમેરો છે તમારા જોડે હ હ અચ્છા હા એટલે ગૂગલમાં રિવ્યૂ જોવા માટે શું શું સર્ચ મારવું પડે સારું સારું એ અને તમે ક્યારે ક્યારે હુ તમને ફોન કરું આ આ ફાઈનલ જ છે તો તમને ઓનલાઈન પેમેન્ટ કરું હું એ સારું ઓકે ઓકે થેન્કયૂ